અમદાવાદ શહેર અહેમદ સાહ બાદશાહે વસાવેલું છે ઘણા વર્ષો પહેલાં તેઓ બાદશાહ હતા પરહેજગાર તેમ છતાં તેઓ બોઉ શોખીન હતા અને ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા એવી કહેવત પણ છે કે જ્યારે કૂતરાને સસલું મારવા આવ્યું ત્યારે અહેમદશાહ બાદશાહે જોયું અને કે અહીંના જાનવરો આટલા બધા હિંમતવાન છે તો અહીંના લોકો કેવા હશે તો એ વાત ઉપર ખાલી એમણે આખું શહેર વસાવ્યું અને એ પ્રાચી વર્ષો પહેલાં તેઓ ખૂબ જ પરહેજગાર હતા પરહેજગાર એ રીતે કહેવાય કે ધાર્મિક રીતે તેઓ ચૂસ્ત હતા બાદશાહ હતા પરંતુ કોઈ પણ રીતે એમનો જુલમ નહોતો અને ખૂબ જ ઉદાર દિલના વ્યક્તિ હતા અને એટલા જ દીનદાર હતા અને એટલા ધાર્મિક હતા કે તેમની કોઈ પણ નમાજ કજા નહોતી થઈ અને તેમણે દરેક વાતમાં નમાજને વધારે મહત્ત્વ આપેલું હતું આટલી મોટી જુમ્મા મસ્જિદ તેમના મકબરની પાછળ જ તેમણે આબાદ કરેલી અને આજ દિન સુધી તેમની યાદમાં તેમની જ્યાં મકબરો છે ત્યાં આગળ ઘંટનાદ અને શંખનાદ સાંજે થાય છે